હાલો વિશાલ જાધવ અરે મેં આ તમારું અગ્રીમેંટ લીધું હતું કે ભાડે ભાડે રહેવા માટે પણ હવે મારે એ અગ્રીમેંટ વધારવું છે તો તેના માટે શું કરશો કઈ અપ્લાય કરવાની છે છ મહિના મારું ટી વાય પતી જાય ને પછી અહીંથી બસ પૂરું કરી દેવાનું છે એટલે હજી છ મહિના માટે

પણ એમાં એવું છે કે મારું હવે ખાલી છ એક જ સેમ બાકી છે તો ખાલી ખોટું શું અગિયાર મહિના માટે કરવું એટલે છ સેમમાં જુઓ ને કંઈ થતું હોય તો ક્યાંક મળી જશે પણ હું છ મહિના પછી બીજા પાંચ મહિના માટે હું ખાલી ખોટું શું કામ ભાડું આપું એમ તમે સમજો છો ને પણ પછી નહીં મળ્યું તો મારે ભણવાનું ને પછી બધું કયાં અટવાવાનું થશે જુઓ ને ક્યાંક થતું હોય તો તે તમારી ઓળખાણમાં હં વધારશો તો હં પણ એ તો મને નહીં પોસાય એ પણ તમે જે બીજા બધા આપશો એ પણ તમારી જેટલું જ રાખશે હા પણ એ તે હું ભણું પાર્ટ ટાઈમ જોબ તો બી મારે એટલા જ વધતા હતા નહીં થાય તમે કાંઈક ટ્રાય કરો ને હા

ઓકે ઓકે બાય